હલો હા હું ઉર્વી વાત કરું છું ઉર્વી મકવાણા હું સુરતના પ્રવાસ ખાતે આવી હતી તો હવે મારે સુરતમાં શું ફૂડ સારું હોય છે શું સ્પેસિયલ હોય છે અઇયા કઈ વેરાયટી ખાવા જેવી હોય છે તે વિશે મને માહિતી જોતી હતી હું છું દિલ્લી હું સોરી આપણે ગાંધીનગરથી છું બરાબર હા હા હું અત્યારે અડાજણ વિસ્તારમાં છું હા હા હા હા હા બરાબર હા હા

હા હા

બરાબર હા હા હા બરાબર બેઝિક છે હા હા હા હા હા હં ઓકે આ મારી બી સુરતમાં ફર્સ્ટ વિઝિટ જ છે હું ગુજરાતી છું છતાં કેમકે ફેમેલી આખું દિલ્લી રે છે તો હવે હા ગાંધીનગર જોબ છે એટલે ટ્રાન્સફર ત્યાં થયું અને ત્યાંથી સુરત સિટી ફરવા માટે શું કેવાય કે આવ્યા એટલે મે કીધું માહિતી ફૂડની ઇયાં શું સ્પેસિયલ છે આવ્યા છીએ તો એમાં આપણે ટ્રાય કરવી જોઈએ થેન્ક યુ